હ અમે કરી દઇશું હવે આપડે આયોજનમાં કેમનું છે એટલે લાઇટિંગ કેટલે થી કેટલા સુધીમાં મારવાની છે એવું હ તો વાંધોનઈ કરી દઇશું આપડે પેલા મંદિર અગળ સિરિચો માર દઇશું અને એક ફલ્ર માર દઇશું અને આ બાજુ એક ફલ્ર મારી દઇશું અને બે બાર ગેટ આગળ માર દઇશું આજુ બાજુમાં હ ફોટોસૂટ માટે તમારે એવું હસે તો એક નાનું એક ચારુ નવ રાત્રીનું બેનર બનાઈ દઇશું અને થોડીક લાઇટિંગ એવું કરી દઇશું તો તમારે ફોટોગ્રાફી કે કેવું કાઇ કરવું હોય તો થાયે હ થઇ જસે એમા બધુ કમ્પ્લેટ થઇ જસે ગેટ મારીને ફલ્ર બી આઈ જસેને અને લાઇટિંગ બી આઈ જસે એ તો વાંધોનઈ અમે કરી દેઇશું અરેન્જ તો અંચના નાના જુમર છે એ બધુ તો અરેન્જ કરી દઇશું ડેકોરેશનનું હ મલી જસે જોઇયે તો હા એ બી આઈ જસે અંદર બજેટ હું તમને હમણાં થોડી વારમાં કઈ દયું છું જોઈને કેમ નું છે કઈ રીતે કેટલું મારવું શું છે પછી તમને ફોન પર જણાઈ દઇશ કસો કસો વાંધોનઈ સારું વાંધોનઈ